સમય જતા નારી તું નારાયણી સૂત્રને ઉલ્લેખ કરતા આજના આ ટેકનો ટૅકનોલોજીના યુગમાં સ્ત્રીઓ પણ પુરુષો પુરુષો સમકક્ષ ઉભી રહી શકે છે સ્ત્રીઓ પ્રત્યેની જે જૂનાં સમયમાં જે લોકોની માનસિકતા હતી કે સ્ત્રીઓને ફક્ત ઘરની રસોઈ અને ઘરનાં કામ જ કરવાનાં તે માનસિક એ માનસિકતાઓ હવે રહી નથી આજે સ્ત્રીઓ પણ દરેક ક્ષેત્રમાં પુરુષો કરતાં પણ આગળ છે